તમે ગામડામાં જ રહેવાનું કેમ પસંદ કરો છો શહેરોમાં રોજગાર પ્રાપ્ત થાય છે પરંતુ તેની સાથે માનસિક શાંતિ અન્ય કોલાહલ નાં કારણે ત્યાં શારીરિક સ્વસ્થતા દોડાય છે જ્યારે ગામડાની અંદર કુદરતી વાતાવરણ રહેવા માટેની પૂરતી સગવડો રહેવા માટેની ખૂલ્લી જગ્યાઓ તેમજ પ્રસંગોપાત મળવાપાત્ર સ્થળો ગામડામાં શક્ય છે ગામડાની સંસ્કૃતિનાં કારણે માનવીનાં જીવનમાં તેની આવકમાં ઘણો એવો સારો બચાવ થાય છે આર્થિક વ્યવસ્થા સારી જળવાઈ રહે છે જ્યારે શહેરોમાં શહેરીકરણનાં કારણે આર્થિક વ્યવસ્થા પર ઘણું ભાર પડે છે જેમકે ગામડામાં વેરાની દૃષ્ટિએ વેરા ઘણાં ઓછા હોય છે શહેરોમાં ખર્ચા વધી જાય છે આમ જોતાં શહેરોમાં ભલે સ્થળાંતર થયું પરંતુ ગામડામાં જ રહેવાથી શારીરિક સ્વાસ્થ્ય માનસિક તંદુરસ્તી સારો એવો સ્વચ્છતા જળવાય છે જેથી શહેરોમાં સ્થળાંતર ભલે વધ્યું પરંતુ છતાં ગામડામાં જ રહેવાનું પસંદ કરી શકાય છે ગામડામાં શુદ્ધ આહાર મળી શકે છે જ્યારે શહેરોમાં રાસાયણિક પ્રક્રિયાથી બનેલ ખોરાક ની વસ્તુઓ પ્રાપ્ત થાય છે હવાનું પ્રદૂષણ ઘોંઘાટ આ બધી વસ્તુ શહેરોમાં જોવા મળે છે પરંતુ ગામડાઓમાં ખૂબજ નહિવત્ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળે છે